અમે રાવણ બાગમાં જઈએ છે જ્યારે તહેવાર હોય છે ત્યારે મોટા મોટા ફેમિલી સાથે જઈએ છે અને દર રવિવારે અમે લોકો એમબી સાયન્સ કોલેજમાં ક્રિકેટ રમવા જઈએ છીએ ખાસ મિત્ર ભેગા થઈએ છીએ બીજા અમારા અહીં આગળ સાંઈબાબા મંદિર છે દર ગુરૂવારે ખીચડી આપે છે ત્યાં આગળ સારું એવું મંદિરે દર્શન કરીએ છે સારા એવા માણસો મળીએ છીએ પછી અમારા અહીં એપીસી સર્કલ એનું બહુ પ્રખ્યાત નામ છે તો ત્યાં અમે દર ગુરુવારે સભા બી ભરવા જઈએ છે પછી અમે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં બી જઈએ છે એવા ઘણાં સ્થળો છે કે સારી એવી પ્રજા આવે છે અને સારું એવુ જ્ઞાન મળે છે અમને